કુદરત દ્વારા સામનો કરવો પડતો હોય તો મુખ્ય સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓમાં જોઈ શકીએ તો ગરીબી બેરોજગારી અસમાનતા અને સામાજિક તૃષ્ટિકરણ પણ સામેલ છે ગરીબી એટલે કે પાયાનો મુદ્દો જે સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાઓને હડસેલે છે સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં જે કોઈ પણ ખર્ચ થાય છે જે કોઈ પણ પરંપરાઓને આગળ વધારવા માટે કે એ પરંપરાઓને જીવંત રાખવા માટે એનો એનો અમલ કરવા માટે ખર્ચ કરવો પડે છે પૈસાની જરૂર પડે છે જે એક સામાન્ય વર્ગના માણસો માટે બહુ મુશ્કેલ થઈ જતું હોય છે સામાન્ય રીતનો ખર્ચો જે હોય છે તે લોકો કરી શકતા હોય છે તેના માટે સક્ષમ હોય છે પરંતુ જેવા કે ગણેશ ચતુર્થીના તહેવારો દિવાળીના તહેવારો આ બધા તહેવારો છે એ માટે સામાજિક મુદ્દાઓમાં જોવા જઈએ તો સશક્તિકરણની મહત્ત્વ છે અને યુવાનો માટેની મહત્ત્વ છે યુવાન વર્ગોની સ્કિલ્સ અને પોતાનું વ્યક્તિત્વ અને ટેલેન્ટને આગળ વધારવા માટેની જે વાતો છે આ બાબતોમાં ખર્ચ થવો સામાન્ય છે અને સામાન્ય લોકો પાસે એટલા બધા પૈસા નથી હોતા કે જે જેના કારણે એ એટલું એ બધી બાબતો પર ફોકસ કરી શકે અને ગરીબ વર્ગના લોકો પોતાની પરંપરાને જાળવી રાખવા માટે બીજા કોઈ વિકલ્પો અપનાવે છે જેમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય ગરીબીના હિસાબે તે પરંપરાઓને જાળવી નથી શકતા અને પડકારો તેમની સામે ઊભા થાય છે અસમાનતા સામાજિક પરંપરાઓમાં આદિવાસી સંસ્કૃતિ અથવા તો જે પછાત વર્ગના લોકો છે એમની સંસ્કૃતિને હડસેલતી હોય છે એને નડતી હોય છે એને વચ્ચે ચાલતી હોય છે કારણકે એ બધા લોકો એ બધા લોકોના છે ને તકલીફ થતી હોય કે કઈ રીતના ભેદભાવો જે ચાલુ છે કે ભાઈ ઉપરની નાતના જે એ નીચેની નાતનાઓને હેરાન ન કરે બહુ વધુ રંજાડતા છે વધુ મહેનત પડતી હોય છે કે આવી રીતના કઈ રીતના બધા બાબતો કરતાં હોય છે એને હેરાન કરતાં રહેતા હોય છે બસ એના કારણે જ અસમાનતા ઊભી થાય છે કે મંદિરમાં ન જવું મંદિરની બહાર રહેવું અડકવું નહીં આ બધી બાબતો સ્વતંત્રતા પહેલાં પહેલાંની વાતો છે સ્વતંત્રતા પછી આના ઉપર ઘણો સુ સુધારો આવેલો છે હાલની તક સુધી સુધારો આવી ગયેલો છે પરંતુ હજી પણ ક્યાંક ક્યાંક એ બાબતો જોવા મળે છે અને એને સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં પણ આ મુદ્દાઓ આપણે જોઈ શકીએ છે કે જે નડતરરૂપ થતું હોય છે